મને ઓનલાઈન વસ્તુઓ મગાવવાનો ખુબ જ શોખ છે હું અવારનવાર ઓનલાઈન માધ્યમ પરથી ઘણી બધી વસ્તુઓ મગાવું છું અત્યારે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે એટલા માટે મેં ઓનલાઈન માધ્યમ પરથી એક બુટ્ટી ઓડર કરી હતી અને તે મને ખૂબ જ પસંદ આવી છે પહેલાં તો મેં વિચાર્યુ જ ન હતું કે બુટ્ટી છે એ સમયસર મારા ઘરે પહોંચી જશે પરંતુ મને બુટ્ટી એ બે દિવસ પહેલાં જ મળી ગઈ હતી અને હું એ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે સમયસર મારાં ઘરે મારી વસ્તુ પહોંચી ગઈ છે જયારે મેં એનું ખોખું ખોલ્યું ત્યારે તો એનાથી પણ વધારે આનંદ થયો અને મેં બુટ્ટીનો રંગ જેવો મેં ફોટામાં જોયો હતો તે તેવો જ હતો અને બુટ્ટીમાં જડેલા હીરા તો એટલા સુંદર હતા કે હું શું વાત કરું મને બહુ જ પસંદ આવ્યા આથી મેં મારી નાની બહેનને પણ કીધું કે તે પણ આ જ માધ્યમ પરથી અન્ય વસ્તુઓ મગાવે સાથે સાથે આવી જ પણ બુટ્ટી મગાવે અને આ ઉપરાંત હું બીજા લોકોને પણ ભલામણ કરીશ કે તે પણ બીજી વસ્તુઓ આ માધ્યમ પરથી મગાવે તેની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે અને હું ખૂબ જ ખુશ હતી